ટ્રેકિંગ ટ્રેકીંગને શુદ્ધ ગુજરાતીમાં આપણે વાત કરીએ તો તેને પર્વતારોહણ તરીકે ઓળખવામાં આવે છે અને મોટે ભાગે આપણે ઘણી આવી ટ્રેકિંગની એકટીવિટી જ્યાં ડુંગર વિસ્તાર હોય છે ત્યાં જોવા મળે છે ટ્રેકિંગ કરવા માટે તમારે પ્રાથમિક સાધનોની ખૂબ આવશ્યકતા જોવા મળે છે અને સાવ પ્રાથમિક સાધનોની વાત કરીએ તો જેમાં આ ટ્રેકિંગ માટે ટ્રેકિંગ શૂઝ દોરળૂ ટોર્ચ જેવી અલગ અલગ સામગ્રીની જરૂર પડે છે આ સામગ્રીની સહાયથી તમે આરામથી ટ્રેકિંગ કરી શકો છો જેનાથી તમે ડુંગર પર આરામથી વિધાઉટ એની પ્રોબ્લેમ તમે આરામથી ચઢી શકો છો અને આ માટેના સાધનો હોવા તમારા માટે ખૂબ આવશ્યક છે આ સાધનોના ઉપયોગ વડે વિધાઉટ એની ઇશ્યૂ તમે ટ્રેકિંગ કરી શકો છો અને વાત મારી વાત કરું તો આ બધાં સાધનો જેમકે દોરડું ટ્રેકિંગ શૂઝ ટ્રેકિંગ માટેનાં કપડાં ટોર્ચ વગેરે સાધનો લેવા માટે જુનાગઢમાં ઘણી શોપ્સ આવેલી છે અને આ શોપ્સ પર તમે જઈને તમારે જરૂરિયાત મુજબ અલગ અલગ સામાન લઈ શકો છો જુનાગઢની વાત કરું તો આમાં દર વર્ષે ટ્રેકિંગ માટે કોમ્પિટિશન યોજવામાં આવે છે અને આ કોમ્પિટિશન વડે તમે જુદા જુદા પર્વત આરોહણ માટેના સ્પર્ધકો મેળવી શકો છો આ માટે તે લોકો માટે પાસે બેઝિક સાધન સામગ્રી હોવી ખૂબ આવશ્યક છે અને દોરડા વગર તમે કોઈ પણ ટ્રેકિંગ કરી શકતા નથી અને તમારી સેફટી માટે એ દોરડું ખૂબ આવશ્યક છે બીજી વાત કરું તો ટોર્ચ જ્યારે રાત્રિ દરમ્યાન તમારે કોઈ પણ આ મુશ્કેલીની જરૂર પડે ત્યારે એ સમયમાં ટોર્ચ ખૂબ આવશ્યક છે ટૉર્ચના માધ્યમથી તમે આસાનીથી રાતમાં પણ જોઈ શકો છો બીજી વાત કરું તો ટ્રેકિંગ શૂઝ આ શૂઝ ખાસ ટ્રેકિંગ માટે વિકસાવેલાં હોય છે આના કારણે તમે મુશ્કેલીનો સામનો કર્યા વગર પર્વત પર આરોહણ કરી શકો છો જુનાગઢની કોમ્પિટિશનની વાત કરું તો આમાં અલગ અલગ સ્પર્ધકો ભાગ લે છે અને વિજેતાને નગદ સ્વરૂપ અગિયાર હજાર રોકડ આપવામાં આવે છે આથી આ લોકોને ખૂબ નાણાંકીય પ્રોત્સાહન મળે છે જેથી તે લોકો આ પ્રકારની એકટીવિટી કરવા માટે પ્રેરે છે અને આનાથી જુનાગઢની અલગ અલગ પ્રકારના પર્વતઆરોહકો મળે છે જેનાથી એ લોકો જાણી શકે છે કે આ આઈના લોકો લોકોમાં આ પ્રકાર ટ્રેકિંગ વિષે કેટલું જ્ઞાન છે અને આવી જુદી જુદી એકટીવિટી ગળે કે લોકોને જાગૃત કરે છે કે કેવી રીતે તમે આમાં સફળ થઈ શકો છો અને લોકોને માહિતગાર કરે છે ટ્રેકિંગ વિષે જાણવું એ ખૂબ આવશ્યક છે અને મારા નજીકના વિસ્તારમાં આવી ઘણી બધી એકટીવિટી જોવા મળે છે અને આ એકટીવિટીથી લોકોને ખૂબ ફાયદો એ થાય છે કે તે લોકોને આના વિષે જાણવા મળે છે અને લોકોને મહીગત માહિતગાર કરવા એ આ લોકોનો મુખ્ય ઉદેશ્ય હોય છે અને આ ઉદેશ્યમાં જો તે લોકો સફળ થાય તોતે લોકો માટે ખૂબ લાભદાયક હોય છે નાણાંકીય અને બિનનાણાકીય જેવા જુદા જુદા પ્રોત્સાહનો આપવામાં આવે છે જેથી લોકોને તેની અંદરની રહેલી ખૂબીઓ વિષે જાણવા મળે છે હવે અમારા ગામનીજ વાત કરું તો અમારા ગામના ઘણાં લોકોને આવી ટ્રેકિંગ એટલે કે પર્વત આરોહણ માટેના પ્રોત્સાહનો મળેલાં છે આથી આ લોકો અવારનવાર આવી જુદી જુદી એકટીવિટીમાં ભાગ લેછે મનોરંજન તથા જ્ઞાન મેળવાના ઇરાદેથી લોકો આવી અલગ અલગ પ્રકારની એકટીવિટીમાં જોડાય છે અને ખૂબ મનોરંજન મેળવે છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુવારીમાં આવા પ્રકારની સ્પર્ધા યોજવામાં આવે છે અને લોકો માટે મનોરંજન માટેનું એક સાધન બની જાય છે જુનાગઢ એ મુખ્યત્વે ગિરનાર માટેનું એક સ્ત્રોત છે જેમાં આવી જુદી જુદી અલગ અલગ એકટીવિટી થાય છે અને લોકોને તેના સ્થાનિક લોકોને પણ આ વિષે માહિતી મળે છે